મને ગુજરાતી ભાષા બોલવામાં કે લખવામાં ક્યારે પણ ભૂલ પડતી નથી ક્યારેક એવું બની શકે કે ગભરાટમાં હોય કે કાંઈક સ્ટ્રેસમાં હોય ત્યારે જીભ લપસી જાય પણ ક્યારે બી એવું મુશ્કેલી પડે છે એવું તો નથી આમ ગુજરાતી ભાષા એ માતૃભાષા તરીકે છે મારી અને તેના ઘણા બધા શબ્દો છે નવા છે તળપદા છે અને તે બોલી સાથે સંકળાયેલા છે મને ઘણીવાર ત્યારે મુશ્કેલી પડતી હોય જે મારી ભૂલ સુધારવા પણ માનતા હોય આમ ગુજરાતી ભાષામાં ઘણીવાર મુશ્કેલી પડતી હોય છે જે ગભરાટના લીધે હોય છે ઘણીવાર જીભ પણ લપસી હોય છે